હા હલો કેમ છો મજામાં હો તમે કેમ છો હે હા હા હા હમણાં તો રાજકોટ આવુજ છે હમણાં તો આવ્યા નથીને તો તમારે શું હાલે છે ઓહો ઓળો એમને અરે બઉ ભાવે ઓળો તો હો અમને બઉઅજ ભાવે તમને કેવી રીતે બનાવો મને તો ઇ આવળતુંજ નથી અરે બેન પણ તમે કયો છોનેહુંતો એમજ બનાવું છું પણ તમારા હાથમાંથી તો સ્વાદ જ કાંઇક અલગ છે પણ મને તમારા જેવુ તો આવેજ નઇ હા અમારે આવુજ છે હમણાં વેકેસનમાં આવાનાજ છીએ અમે દિવાળીનું વેકેશન પળેને એટલે અમે આવશું હા હે એવુંછે ઓહો ઓહોહો અરે વા હાતો આપળે બધા સાથે ત્યાં જાશું મજા આવશે હો હા હા શું કરે છે ઘરે બધા હા

એ હા સારું ચલો બીજું કાંઇ નઇ ને હા હા તો આવજો હો એ હા હા